હું શેરબજાર વિશે તો એટલું બધું તો નથી જાણતી પણ મારા પતિદેવ અને મારો છોકરો એ બંને જણા શેરબજારનું કરે છે મારો દીકરો તો હમણાં હમણાં જ શીખ્યો છે કારણ કે એની જે કંઈક નોકરી હતી એ નોકરીમાંથી કંઈક બંધ થઈ ગઈ ફેક્ટરી એટલે હવે એ ઘરે હતો અને હવે એને પૈસા તો કમાવવા પડે એટલે એણે થોડુંક બધું સંશોધન કર્યું યુટ્યુબ પરથી ને આના પરથી અને પછી એણે ધીમે ધીમે શરૂ કર્યું એણે બીજા બધા ઘણા ક્લાસ કર્યા ના ઓનલાઇન ક્લાસ શેરબજારને લગતા અને પછી એમાંથી એણે ફ્યુચર ઓપ્સન કરીને કંઈક છે એવું એણે મને બતાવ્યું મને કહેતો હતો કે મમ્મી તું પણ શીખ પણ મને પહેલેથી આમાં બહુ એટલો બધો રસ નહોતો અને હું હંમેશાં પૈસાની એક સલામતી જોઉં છું અને ઘણા કહે છે કે ભાઈ શેરમાર્કેટની અંદર તો કમાઓ તમે લાખો કમાવ અને કરોડો કમાઈ શકો અને કદાચ શેરબજારમાં તમને ના બરાબર આવડે તો તમે ઉપરથી ધડામ દઈને નીચે પણ આવી જાવ અને એટલે હું સલામતીનો માર્ગ શોધું છું અને જુવાનિયાઓ છે છોકરો તો એટલે એ લોકોનું જે અત્યારનું જનરેશન છે એ લોકોને ઓછી મહેનતે કેમ વહેલા પૈસા કમાવવા તો એના માટે છે એ લોકો છે શેરબજાર વધારે પસંદ કરતા હોય એવું લાગે છે મને અને એણે કર્યું પણ ખરું અને એમાં થોડા થોડા પૈસા એણે મુક્યા અને એને શરૂ કર્યું અને એમાંથી કમાયો પણ એમાં ઘણું બધું મને જોખમ લાગે છે કારણ કે સવારે ઉઠતાંની સાથે જ બસ બીજું કાંઈ નહીં નાસ્તો પાણી નહીં કરવાનો બેસી જાવ ને હવે તો બધું ડિજિટલ થઈ ગયું છે એટલે મોબાઇલની અંદર જોઈ લો એટલે એની અંદર એના ચઢાવ ઉતાર એનો આ તે તે તે ટેન્શનમાં રહે છોકરો અને કોઈક વખત એને એમ થાય કે મેં આટલા બધા પૈસા મુક્યા છે અને કદાચ કંઈક એમ મારી પાસેથી જતા રહે તો એને ઘણી વખત તો ઊંઘ પણ નથી આવતી તો પછી હું એને સમજાવું છું અને નવ નવ સવા સાડા નવનો એ બેસી જાય તો નીચે આવે નહીં આપણી સાથે વાત ન કરે જમવાનો ટાઈમ નહીં હોય અને નાસ્તા પાણીનો ટાઈમ ન હોય અને સાડા ત્રણ સુધી બસ એ આમાં ને આમાં ને આમાં અને સેમ વસ્તુ મારા પતિદેવ પણ કરે છે એમણે પણ શેરબજારની અંદર થોડું રોકાણ કર્યું છે પણ એમણે ઇક્વીટીમાં કર્યું છે તો એ એમને હું સમજાવું છું કે આટલા બધા પૈસા ન નાખો અને થોડોક એક તમારી પાસે જે કંઈક બચત છે એના વીસ ટકા કે દસ ટકા આમાં નાખો બાકીના ના નાખો પણ એમણે નાખ્યા ઇક્વીટીમાં અને હા ઘણી વખત એમને લગભગ છપ્પન ટકા જેટલો પણ નફો થયું એવું મને કહેતા હતા પણ મને બહુ એમાં સમજ ના પડે પણ શેરબજાર ક્યારેક પાછું નીચે ઉતરી જાય એ ખબર ના પડે એટલે આપણે એક દિવસ ખુશ થતા હોઈએ ઓ હો હો આજે તો આટલો બધો નફો થઈ ગયો છે આજે ચલો આટલા સારા પૈસા મળી ગયા અને બીજે દિવસે સવારે જોઈએ તો એ માર્કેટ ડાઉન હોય એટલે એ તમારો નફો પાછો સીધો તળિયા પર આવી જાય હવે આવું બધું રિસ્ક લેવામાં અમારી ઉંમર માટે તો જોખમ છે ભાઈ આ જુવાનિયાઓનું તો ઠીક છે પણ અમારા માટે જોખમ છે એટલે હું તો આમાં પડતી જ નથી પણ મારા પતિદેવને શોખ છે એટલે એ કરે છે અને બીજું શું થાય છે કે પછી તમારું જીવન જેવું રહેતું નથી સવાર પડે અને નવ વાગે એટલે પહેલાં ટીવી ચાલુ થઈ જાય ફોન ચાલુ થઈ જાય બસ એ લોકો શેરમાર્કેટની વાતો કરતા હોય આ શેર ઉપર ગયો ને પેલો શેર ઉપર ગયો અને પેલો હમણાં લેવા જેવો નથી અને આ કાઢી નાખવાનો છે અરે આ શું ભાઈ આખો દિવસ ઘરમાં શેરબજાર શેરબજાર એટલે નથી કોઈ તમારા કુટુંબના રિલેશન પર પણ અસર પડે છે મને તો એવું લાગે છે હવે હમણાં બહાર ગયા હતા ફરવા માટે તો સરસ મજાનો હોટેલમાં ચા નાસ્તો હોય તો એ તો તમારે આપણે એ એરિયામાં જવું પડેને એ કાફે એરિયામાં તો ના ના હું આવું છું તું જા અરે આ શું પણ એમને બેસવું હોય પેલું મોબાઇલ લઈને શેરમાર્કેટ જોવા એના રોકેલા શો શેરમાં કંઈ પ્રોફિટ થયો છે કે નથી થયો છે અને થયો છે પછી તો કાઢી નાખવા હોય તો એની એની પછી રીત કરવી પડે તો આ બધી બહાર ગયા હોય તો તો પણ થોડી થોડી વારે ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને લાવો કેટલું કેટલું છે માર્કેટ અપ ગયું ડાઉન ગયું અપ ગયું ડાઉન ગયું અરે ભાઈ ફરવા આવ્યા છીએ ફરો ને પછી આટલું બધું શું એની પાછળ પડી રહેવાનું એટલે મને તો ભાઈ સાહેબ આ નથી ગમતું હો અને પછી મારા છોકરાએ જે ફ્યુચર ઓપ્શનમાં કરતો હતો એણે સારા કમાયો પણ એમાંથી એને એને થોડું એક બીજામાં થોડુંક રિસ્ક લીધું એણે અને અત્યારે જ્યારે આપણું એ રિસ્ક લઈને એણે પછી બે દિવસ રાહ જોઈ પણ માર્કેટ ડાઉન ગયું ડાઉન ગયું ડાઉન ગયું ડાઉન ગયું અને પછી એના ઘણા બધા પૈસા એમાં જતા રહ્યા એટલે એ દિવસે એ બહુ નિરાશ થઈ ગયો અને એને કહ્યું કે હવે મારે આમાં આટલું બધું કરવું નથી મેં કીધું દીકરા મેં તો તને પહેલા જ સમજાવ્યો હતો કે આ વસ્તુ જોખમવાળી વસ્તુ છે હા આપણી પાસે બઉ બધા પૈસા હોય તો એમાંથી તમે વીસ ટકા પૈસા રોકીને કરો પણ આપણી પાસે બેટા વીસ ટકા હોય અને આપડે સો ટકાનું રોકાણ કરવા જઈએ તો ઊંધા જ પડાય એટલે પછી હવે એણે એ બંધ કર્યું પણ મારા પતિદેવ તો હજુ કરે જ છે અને વાંધો નથી જ્યાં સુધી નફો મળતો હોય તો બધાને જ ગમતું હોય પણ મારા હિસાબે આ થોડું જોખમકારી છે અને હવે ડિજિટલ થઈ ગયું એટલે કોઈક વખત કોઈક વખત આપણાથી એવું બને કે ભાઈ ખોટો પાસવર્ડ લખાઈ ગયો કે ખોટો બેંકનો એકાઉન્ટ નખાઈ ગયો એ આપણા પૈસા બીજાના ખાતામાં જતા રહે અને કોઈક આપણા પાસવર્ડનો ઉપયોગ કરીને પણ આ વસ્તુ કરી શકે એટલે આ બધા જ જોખમો છે એટલે ડિજિટલ થયા પછી હા તમને સગવડ ચોક્કસ મળે છે પણ એની સામે તમારે તમારી સાથે આવા સાયબર ક્રાઇમ પણ થઈ શકે છે એટલે એ વાતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ એટલે આ બધા રિસ્ક હવે અમારી ઉંમર માટે નથી કારણ કે અવે જે કંઈક જિંદગી આપણે જીવ્યા મુક્યા એને અવે સારી રીતે બાકીના પૈસાથી એન્જોય કરવાની પણ આ બધા રિસ્ક લઈને બ્લડ પ્રેસર વધારવાનું ને ટેન્શનમાં રહેવાનું ના ના ભાઈ એ બધામાં હવે હું બહુ માનતી નથી